આપણાં રોજિંદા જીવનમાં વાંચન એક એવી વસ્તુ છે જે તમે જેટલું વાંચો એટલું ઓછું છે વાંચવાથી નવા અવાનવા વિષયો નવી નવી જાણકારીઓ મળે છે અને એના માટે વાંચન જરૂરી છે વાંચનના ઘણાં બધાં ફાયદા છે તમે દરેક વસ્તુ વાંચીને પોતે વિચારી શકો છો કે આ વિશે કઈ રીતે ધાર્મિક પુસ્તકો મારો મુખ્ય હોબી ધાર્મિક પુસ્તકો અથવા પેપર વાંચવાનું ને સવારમાં સમય છે અને ધાર્મિક પુસ્તકો હું ઘણું વાંચું છું એમાંથી ગીતાજી વિશે વાંચીને આપણા જીવનમાં કઈ રીતે કઈ રીતે આયોજન કરવું કઈ રીતે ચાલવું અને શુ કરવું શેનાથી ફાયદા કઈ રીતે તમારે દિમાગને વ્યવસ્થિત રાખી શકાય કઈ મુશ્કેલીઓમાં કયા કામમાંથી પાર પાડી શકાય કઈ રીતે નીકળી શકાય મુશ્કેલીઓના સમયમાં વાંચન ઘણું જ જરૂરી છે વાંચવાથી તમારું મગજ ડાઈવર્ટ થઈ જાય છે જે મુશ્કેલીઓ હોય તેનો પણ ઉપાય એમાં જ મળી શકે છે તો વાંચન ઘણું જરૂરી છે વાંચવાથી તમારી યાદદાસ્ત તમારું મગજ ખીલે છે વાંચન ઘણું જરૂરી છે માટે આમ મારે વાંચવાનો સમય એક કલાકની ચર્ચ ની ચર્ચામાં એક કલાક વાંચન જરૂરી છે તો હું એક કલાક માટે વાંચું છું એના માટે કોઈ પણ પુસ્તક હોય ધાર્મિક પુસ્તકો હોય વાર્તાઓ હોય જે બધાં જ પુસ્તકો મને વાંચવામાં ઘણો આનંદ આવે છે અને કહીશ તો કઈ કોઈક કોઈક આપણે સ્થળો મહત્વના સ્થળોની આખી હિસ્ટ્રી હોય એમાં શું શું આવ્યું હોય જૂની પુરાણી વાતો હોય અને એની ઉત્પતિ કઈ રીતે થઈ અને એ બધી વાંચવાની ઘણી મજા આવે છે તો તમને એ જગ્યાની પૂરી માહિતી મળી શકે છે એના માટે વાંચન ઘણું જરૂરી છે તે માટે મેં એક કલાક એના માટે ફિક્સ કરેલો હોય છે તો હું ચોક્કસની ચર્ચામાં તેમને વાંચનમાં મારા જીવનનો એક એક કલાક હું વાંચન પ્રત્યે આપું છું અને ત્યારબાદ હું ધાર્મિક પ્રવૃતિમાં ઘણું જ માનું છું માટે હુ ગીતાજીનું વાંચન કરીને એનું અનુવાદનું વાંચન કરું છું રામાયણ વાંચું છું અને દરેક પુસ્તકો ઘણાં રમતોના પુસ્તકો રમત ગમત કઈ રીતે એના નિયમોના નિયમો કઈ રીતે આવી શકે છે કેવા નિયમો હોય છે એ માટે હું વાંચન કરું છું ને વાચવામાં ઘણો આનંદ આવે છે અમુક શાંત સ્થળોએ જઈને વાંચન કરો તો તમારા મગજ પર પણ એની અસરો થાય છે એના માટે અમે ઘણું જગ્યા ઉપર એકાંતમાં જઈને વાંચન કરીએ છીએ અને વાંચવાથી તમાર જે કામ એની મજા હોવી જોઈએ તે મજામાં પુસ્તકો વાંચવું એ તમારા ધ્યાન મગ્ન થઈ શકો છો અને વાચવામાં મજા આવે છે ફોન ફોનનો ઉપયોગ ટાળી શકો છો ફોન એટલો બધો જરૂરી નથી હોતો ફોનમાં તમને જાણવા મળશે પોઝિટિવ નેગેટિવ બેઉ જ્યારે તમે વાંચન કરવા કે એમાંથી પોઝિટિવ વિચારો લઈ શકો છો અને તમને તમારા જીવનમાં જે બનતું હોય જે દિનચર્યા થતી તમે જે રીતે તમારા જીવનમાં જ્યાં પ્રસંગો બનતા હોય એનું વાંચનમાંથી તમને નિરાકરણ મળી શકે છે તો વાંચવું ઘણું જરૂરી છે તેનાં માટે તમારું જીવન એક રીતે સરળ બનાવી શકે છે અને વાંચન દરેક પ્રકારના પુસ્તકો વાંચવાની મજા આવે છે તેનાં માટે વાંચન જરૂરી છે તો તમે વાંચો નહીં તો પહેલાંના સમયમાં રાજામાં ઋષિઓ એ બધા વાંચન કરીને પોતાના જીવન કઈ રીતે જીવી ગયાં અને એ લોકો કઈ રીતે જીવે છે તમે જ્યારે વાંચન નહીં કરો તો તમારું કંઈ ખબર નહીં પડે ને તમે ફોનમાં જ મસ્ત રહેશો માટે વાંચન ઘણું જરૂરી છે વાંચવા માટે સમય કાઢવો પડે એના માટે સમય સ્પેશિયલ કાઢો અને દરેક જણ જો વાંચનમાં જીવનમાં અડધો કલાક પણ વાંચન કરે તો એનું જીવન એટલું બધુ રમણીય અને સુંદર બને કે એને જીવનમાં કોઈ ખોટ હોતી નથી પુસ્તકોનું સિલેક્શન કરવું પડે તે તમારે કયા પુસ્તકો વાંચવા છે કઈ રીતે વાંચવા છે તો વાંચનમાંથી એટલું બધું જાણવા મળશે જે જૂના વિચારો જૂના જૂની પધ્ધતિઓ આપણી શું છે શું કરવાથી શું મટે છે અમુક પુસ્તકો એવા હોય છે કે તમારે ડોકટરોની જરૂર નથી પડતી પુસ્તકોમાંથી આયુર્વેદિક આયુર્વેદ છે ઋષિમુનિઓનું જ્ઞાન છે એ બધુંય જાણી લો તમારી ઘણી આસપાસ જ દવાઓ મોજુદ હોય છે તેના માટે તમારે વાંચન જરૂરી છે એનો અનભવ કરવો પડે માટે તમે જ્યારે જ્યારે વાંચો છો ત્યારે દિનચર્યા તો તમારે રોજિંદા જીવનમાં ઘણી જ સરળતા ઊભી રહે છે વાંચનથી એક એવો પ્લેટફોર્મ તૈયાર થાય છે જે તમારા જીવનમાં જે સાથે તમે શરીરને શુધ્ધ સશક્ત રાખી શકો છો અને શરીર એકદમ તંદુરસ્ત રહેશે તમારા વિચારો ખિલે છે અને માનસિક પણ પણ તમે મજબૂત બનો છો એના માટે વાંચન ઘણું જ જરૂરી છે તો હું મારા રોજિંદા જીવનમાં વાંચન કરું છું એના માટે મેં એક કલાક એના માટે સ્પેશિયલ ફાળવેલો જ છે તો સવારમાં સવારમાં વહેલા ઊઠી દિનચર્ચામાં એક કલાક હુ કાઢું છું ક્યારેક સમય ન મળે તો સાંજના સમયે પણ વાંચન કરી શકાય એના માટે ટાઈમ સારા સારા પુસ્તકોનું કલેક્શન કરું છું વાંચન લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવી અને વાંચન કરી અને પાછાં એને આપું છું ને જ્યારે ધાર્મિક પુસ્તકો તો મારી પાસે હોય જ છે તો તેનું વાંચન કરું છું હું અમુક પુસ્તકોના લવાજમ બંધાવ્યાં છે તે પુસ્તકો આવવાથી તેમાંથી ઘણું બધું જાણવા મળે છે જે લેખક હોય છે તે પોતાના સિલેક્શન કરીને લખે છે અને એનામાં ઘણાં ઉદાહરણોએવાં હોય છે કે તમાર જીવનમાં અનુકુળતા થાય છે ને જીવન એટલું બધુ સારી રીતે જીવી શકાય કે વાંચન યોગ અને શરીર માટે અને મગજના વિકાસ માટે મગજ શાંત રહે એ માટે વાંચન ઘણું જરૂરી છે એવાં પુસ્તકો જે મગજને શાંત કરે છે એવાં પુસ્તકો પણ હોય છે જે મગજને ઉશ્કેરે છે માટે તમે જીવનમાં વાંચન એટલું બધુ જરૂરી છે કે તમે કોઈ પણ પ્રકારના પુસ્તક પુસ્તક એક એવું છે કે જે તમે વાંચીને શોધ કરી શકો છો